મારી પાસે સૌપ્રથમ ફોન હતો લેનોવો કંપનીનો લેનોવો કંપની એ ચાઈનીઝ કંપની છે

ત્યારે એ ફોન બહુ પ્રસિદ્ધ હતો તે ફોનમાં ચાર જીબી રેમ અને બત્રીસ જીબી રોમ હતા હવે રેમની વાત કરીએ તો ને ત્યારના જમાનામાં ચાર જીબી રેમ એ બહુ વધારે વધારે ગણાતી હું જે સાલનો વાત કરું છું તે સાલ છે બે હજાર અને પંદર તો બે હજાર પંદરમાં મારી પાસે જે સ્માર્ટફોન હતો ને બે હજાર ચોવીસમાં મારી સાથે મારી પાસે અત્યારે જે સેમસંગનો સ્માર્ટફોન છે તેમાં બહુ બધી તફાવત આવી ગએલી છે સૌથી વધારે જો કોઈ વાતે એમાં તફાવત કરેલી હોય તો એ છે એઆઈ એઆઈ એ આર્ટિફિસિયલ ઇન્ટેલિજિન્ટ્સ છે તેણે મોબાઈલ જગતમાં આખો એક નવો એમ કહીએ કે આખો એક નવો અધ્યાય લખેલો છે સ્માર્ટફોન જે દસ વરસ પહેલાં વપરાતા એ માત્ર ફોન કરવા મેસેજ કરવા અથવા તો થોડા ટાઈમ માટે ગેમ રમવા માટે વપરાતા પણ આજના ફોન છે એ તમને બધી વસ્તુઓ કરી આપે છે તમારે શું ખાવું તમારે શું પહેરવું તમારે શું કરવું તમારે શું ન કરવું તમારી હોબી તમારો ઇન્ટરેસ્ટની વાતુઓ બધું જ તમારો તમારો સ્માર્ટફોન કરી આપે છે તો આ બધી વસ્તુઓ જે તમારા સ્માર્ટફોન કરી આપે છે એની પાછળની જે ટેકનોલોજી છે એને જ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ એ એક એવી વસ્તુ છે જે માણસ ન હોવા છતાં માણસની જેમ વર્તાવ કરે છે માણસના હાવ ભાવ ઇમોસન્સ એ બધાંયને એક જગ્યાએ આપણે એકત્રિત કરીને એ સ્માર્ટફોનમાં આપણે એ ગોઠવી આપેલું છે એક સાદું અને સિમ્પલ ઉદાહરણ આપું તો બે હજાર પંદરમાં હું જે મારા સ્માર્ટફોનથી ફોટો ક્લિક કરતો હતો એ ફોટોને મારી પાસે એડિટ કરવાના ઓપશન્સો ઓપસન્સ બહુ ઓછા હતા પણ આજના જમાનામાં બે હજાર એટલે કે બે હજાર ચોવીસમાં હું મારો જે સ્માર્ટફોન છે એનો હું ફોટો લઉં તો એના ફોટા મને એડિટ કરવા માટે મારી પાસે અનેક ઓપસન્સ છે એમાં પણ હું જ્યારે એઆઈનો યુસ કર્યું ત્યારે તો અનેકગણા વધી જાય છે એમાં એટલું બધું બદલી જાય છે કે મેં મારો ફોટો જામનગરમાં લીધેલો હોય તો પાછળની જગ્યામાં હું જુનાગઢ બતાવી શકું છું એ હદે સ્માર્ટફોનમાં ટેક્નોલોજીમાં બદલાવ થઈ રહેલો છે આજથી દસ વરસ પહેલાં કોઈ સ્માર્ટફોનથી પૈસાની લેવેચ કરવામાં થોડું ઝીઝકતું હા ટેક્નોલોજી હતી પણ એનો ઉપયોગ બહુ ઓછો હતો જ્યારે આજના જમાનામાં યુપીઆઈ એ બધી હદો પાર કરી દીધી છે અને સ્માર્ટફોનની ટેક્નોલોજી જગતમાં નવા નવા રેકોર્ડો સર્જ્યા છે યુપીઆઈ જે એક યુનિફાઇડ પેમેન્ટ પ્લેટફોર્મ છે એણે આપણી ભારતનો વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે સ્કેન કરો અને પેમેન્ટ કરો આટલી સાદી અને સરળ વસ્તુ જે ભણેલા હોય કે અભણ હોય બંને ટાઈપના લોકો એને યુસ કરે છે તો આ સ્માર્ટફોનની ટેક્નોલોજી દસ વરસ પહેલાં અને દસ વરસ પછીની બહુ સારું એવું ઉદાહરણ છે હજી એક ઉદાહરણની વાત કરું તો એ છે ઇકોમર્સ પ્લેટફોર્મ જેવા કે ફ્લિપકાર્ટ એમેઝોન ઇબે

એની વાત કરીએ તો સ્વીગી ઝોમેટો જે વસ્તુ જોવો એનો એપ છે તમારે ખાવાનું મંગાવું છે તો એનું ઝોમેટો કે સ્વીગી કે ઉબર ઇટ્સ એવો એપ છે તમારે કાંઈ કપડાં મંગાવવાં છે તો એના માટે મીંત્રા છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે તમારા જે વસ્તુ ગ્રોસરિસમાં જોઈએ છે તેના માટે બલિન્કઇટ છે એટલે આમ જોવા જઈએ તો આ બધી વસ્તુઓ આપણા એક સ્માર્ટફોનમાં આવી ગઈ છે તો એ રીતે આપણે જોવા જઈએ તો સ્માર્ટફોનની ટેક્નોલોજીમાં છેલ્લા એક દશકમાં કે કહેવા જઈએ કે છેલ્લા પંદરથી વરસમાં ઘણો બધો તફાવત આવેલો છે પહેલાંના ટાઈમમાં સ્માર્ટફોન માત્રને માત્ર ફોન કરવા માટે વપરાતો જ્યારે આજના જમાનામાં સ્માર્ટફોન એ બધી વસ્તુઓ કરી શકે છે જે એક માનવી ધારી શકે આપણે ગૂગલ મેપના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકીએ છીએ મ્યુઝિક સાંભળવું છે તો સ્માર્ટફોનનો યુસ કરીએ કંઈ ખાવાનું ઓડર કરવો છે તો સ્માર્ટફોનનો યુસ કરીએ કાંઈ પહેરવાનું મંગાવું છે તો સ્માર્ટફોનનો યુસ કરીએ આવી રીતે સ્માર્ટફોન એ છેલ્લા વીસથી પચીસ વર્ષમાં અનેકગણું સારું એવું કર્યું છે હજી એક વસ્તુનું હું કહુ તો સ્માર્ટફોન એ એઝ અ મેસેજિંગ એપ પણ બહુ સારું એવું પ્લેટફોર્મ છે તમારે પબ્લિસિટી કરવી હોય તો પણ સ્માર્ટફોન એ એક બહુ સારું માધ્યમ છે સોસિયલ મીડિયા એપ્સ જેમકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એમણે સ્માર્ટફોનનું આખી ટેક્નોલોજીને બદલાવીને રાખી દીધી છે તમે ક્યાં છો શું કરો છો શું તમારું પહેરવેશ છે શું તમારી લાઈફસ્ટાઈલ છે એ બધી તમે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે તમે તમારા સગા સંબંધીઓ સાથે શેર કરી શકો છો એ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ એ સ્માર્ટફોનની ટેક્નોલોજીને એકદમથી બદલીને રાખી દીધી છે જે પણ સેક્ટર લઈ લ્યો જેમ કે બેન્કિંગ સેક્ટર છે ત્યાં સ્માર્ટફોનની જરૂર પડે બીજા કાંઈ સર્વિસ સેક્ટર્સ છે તેમાં સ્માર્ટફોનની જરૂર પડે એટલે આમ જોવા જઈએ તો સ્માર્ટફોનની ટેક્નોલોજી એકદમ નવું સ્વરૂપ ધારણ કરી લીધું છે આજના માનવીને રોટી કપડા મકાન સાથે સ્માર્ટફોનની જરૂર પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી